યોગા કર્યા પછી યોગ મને યોગા યોગાસન કરવા જાવ યોગાસન કર્યા પછી શારીરમાં થાક બહુ લાગે માનસિક શાંતિ રહે છે ને જે દુખાઓ શરીરમાં જે થતા હોય એ બધા ઓછા થઈ જાય અને યોગા યોગામાં મગજ એકદમ ફ્રેશ જાય છે અને અમે સાંધાના દુખાવો કમરનો દુખાવો પગનો દુખાવા એ બધું અવે છાતીના દુખાવા મને હાર્ટની તકલીફ છે એ પણ એના કારણે ઓછી થય જાય શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય શ્વાસ ખેંચીને બહાર કરીએ એ પણ અમારે એના શ્વાસની તકલીફ બહુ છે ફેફસામાં અમારે તકલીફ હોય એ પણ ઓછી થઈ જાય ને અને મને એક દમ શાંતિ માનસિક શારીરિક શાંતિ થઈ જાય છે અને આ અમારે એનર્જિ આવે છે તાકાત આવે મગજમાં એકદમ શાંતિ આવી જાય એમાં હમણાં કોઈ જાતની તકલીફ પડતી યોગા મને યોગા પર ક્રમે સારું છે એમ મને દરેક માણસે પોતે હેલ્ધી યોગાસન કરવું જોઈએ યોગાસન કરે તો એમને શારીરિક માનસિક બધીએ ફાયદા થાય છે લાભ મળે તમે શારીરિક વાળું તબિયત પણ સારી રહે લાગણીઓ વધારે લાગણી પણ વધી જાય તમારે અને જેટલી તમારે શરીર તાકાત એનર્જિ પણ મળે છે યોગાસન બધી રીતે ખાવા પીવામાં બધી રીતે એમનું કોઈ જાતનું ને તેમાં ખાધેલું બધું હજમ થઈ જાય શ્વાસની તકલીફ મટી જાય બધી રીતે સારું થઈ જાય એકદમ યોગાથી સારામાં સારી વસ્તુ છે દરેક જણે પોતે યોગાસન કરવું જોઈએ એની પાછળ પોતાના ઘણા ફાયદા ઘણા લાભ થાય છે